હું નાની હતી ત્યારથી જ મને કંઈ ને કઈ બનાવવાનો બહુ શોખ હતો જેમકે આર્ટ અને ક્રાફ્ટ જેવું પછીથી ખબર પડી કે એવું આવે છે જે કંઇપણ આપણે નવું નવું વસ્તુ બનાવીએ છીએ પોતાની હાથોથી બનાવીએ છીએ તેને આર્ટ અને ક્રાફ્ટ કહેવાય છે એમ અને ત્યારે મેં નાની હતી ને ત્યારથી જ એમ બનાવતી હતી કંઈ ને કંઈ તો મેં પહેલાં તો જે બાટલા એટલે બોટલ્સ જે બગડેલી હોય કે કે નકામી હોય તેનાથી હું તે બોટલને કાપી લાગતી અને તેમાં માટી પૂરતી અને તેમાં ફૂલ છોડ રોપતી અને તેથી ફૂલ છોડથી તેઓ બહુ મસ્ત દે તેઓ બહુ મસ્ત દેખાતાં અને એ ફૂલ છોડને ત્યારબાદ હું બાગ બગીચામાં કે ઘરની આસપાસ લટકાવી દેતી તેથી દોરીઓથી બાંધીને લટકાવી દેતી અને તેથી તે બહુ મસ્ત દેખાતા અને મારા મમ્મી પપ્પા પણ મારા વખાણ કરતાં હતાં ત્યારબાદ હું ધીરે ધીરે આગળ મોટી થતી ગઈ તેમ મને બીજું પણ બધું એમ ચિત્ર બનાવતાં અને રંગીન કાગળોથી કંઈ ને કંઈ આ ક્રાફ્ટ બનાવવાનો બહુ ગમે જેમકે ફૂલદાની ત્યારબાદ બનાવતા શીખી અને તે હું ઘરમાં અંદરથી શૉમાં મુકતી અને ત્યાં આર્ટમાં જેમકે મેં મહેંદી મહેંદી મને બહુ ગમતી પાડવાની તેથી હું મહેંદી પાડતી પહેલાં તો હું મારા હાથોમાં જ મહેંદી પાડી જોઈ અને ત્યારબાદ મમ્મીના હાથમાં મારી બેનના હાથમાં પાડી અને હમણાં તો આખા શહેરમાં મને જ બોલાવવામાં આવે છે અને એ આર્ટમાં હું જેમકે મહેંદી પાડતી તેમાં કૃષ્ણ ભગવાન રાધા પછી ત્યારબાદ જે તેઓના ફેસ પણ હું દોરતી અને ત્યાર પછી તે લોકો જેમનું નામ લખવા કહે છે તેમનું નામ લખતી અને તેવી રીતે હું એ આ એ મહેંદીમાં પણ આર્ટ બતાવતી પોતાનું અને જેમકે તેમાં તાજ મહેલ બી દોરવામાં આવે છે અને બેબી સાવર જેવો હમણાં બહુ ચાલે છે તો તે બેબી શાવરમાં પણ હું નાના છોકરાઓ દોરતી તેમાં રમકડાઓ દોરતી રમકડા રમતા હોય નાનાં નાનાં કપડાઓ દોરતી અને બોય છોકરો છે કે છોકરી તો તે પણ ખબર નથી પડતી તેથી એક હાથમાં છોકરો અને બીજા હાથમાં હું છોકરી દોરતી આ રીતે છોકરીઓના હાથમાં હું મહેંદી દોરી આપતી તેથી તેઓ બહુ ખુશ થઈ જતાં અને મને જ બોલાવતાં મહેંદી પાડવા માટે પછી આ ક્રાફ્ટ જેમકે આજે કંઈપણ બનાવવું હોય બંગડીમાંથી બનાવવું હોય તો બંગડીઓમાંથી પણ હું તોરણ બનાવતી તોરણો પણ બે ત્રણ બંગડીઓને બે ત્રણ બંગડીઓને યુસ કરીને હું તે બનાવતી અને એ બંગડીઓને વચ્ચે ગ્લું લગાડતી કે દોરાથી બાંધી દેતી અને બહુ મસ્ત તોરણ બનાવતી હતી પછી જેમકે પાંદડા કાગળમાંથી પાંદડાઓ બનાવતી અને તેમાંથી પણ હું તોરણો બનાવતી હતી પછી કાગળો કાગળોમાં જેમ આકાર કાપીને હું ઘણાં બધાં વાટકી વાટકા કે એમ અમુક રમકડાંઓ બનાવતી તે અમારા ઘરે નાના ભાઈ બહેનો છે અને હું તેમને એ રમવા માટે આપતી હતી અને તે લોકો બહુ ખુશ થઈ જતાં હતાં અને ક્રાફ્ટથી તેને કે ક્રાફ્ટ કહેવામાં આવે છે ત્યારપછી હું જે મારી ઘરે ખોખા કે કંઇપણ છે કાગળનાં પડેલાં હોય તો તેમાંથી અનેક પ્રકારનું હું આકાર આપીને તેમને કલર કરીશ જેમકે કલરમાં લાલ પીલો પીળો કલર કરે અને તે કલર કરીને ત્યાર પછી તેને આકાર આપીને મસ્ત ડિઝાઈનમાં કાપીને તે તેને સજાવતી હતી અને તે સજાવીને હું ઘરે મુકતી હતી તેથી મહેમાનો આવે ત્યારે તે મહેમાનો જોઈને બહુ ખુશ થઈ જતા હતા અને મને કહેતા કે તમે આ બનાવ્યું છે તે મને પણ એકવાર બનાવી આપજો અને એ બનાવટ જોઈને તે લોકો મને પોતાના ઘરે લઈ જતાં અને તેઓ કાગળ આપતા અને તે કાગળમાંથી મને છાતવાનીનું અલગ અલગ મને બતાવવા કહેતા અને એ બનાવટને જોઈને મને પણ બહુ ખુશી થતી અને એ મને મોટિવેસન મળતું હતું અને એ મળ્યા બાદ મેં તે બધુ બધું અલગ અલગ વસ્તુઓ બનાવતી હતી એ અલગ અલગ વસ્તુઓ બનાવીને પછી અલગ અલગ વસ્તુઓ બનાવતી અને બધા શહેરમાં મને બોલાવતા હતા ત્યારપછી હું અલગ અલગ ડિઝાઈનો પણ બનાવતી હતી કાગળોમાં ડિઝાઈન કાપીને કે પછી તેમાં દોરીને કે કલરોથી પણ અલગ અલગ ડિઝાઇન ડ્રો કરતી હતી અને દીવાલો પણ પર પણ અલગ અલગ ડિઝાઈનો પ્રિન્ટ કરતી હતી તેથી કંઈપણ દોરવું હોય કે કંઈ બી તો હું જતી હતી અને દોરતી હતી અને શાળાઓમાં પણ મને બોલાવવામાં આવતા હતા બોલાવવામાં આવતો હતો પછી રંગોળી દોરવામાં આવતી તો રંગોળીમાં પણ હું અલગ અલગ ડિઝાઈનથી અલગ અલગ વસ્તુ રંગોથી અને ડિઝાઇન કરતી હતી અને તે ફૂલ બનાવતી હતી દીવડાઓ બનાવતી હતી અને એ દીવડાઓમાં અલગ અલગ કલરો કરતી હતી જેમકે તેમાં જ્યોત હોય તો તેને પીળા અને લીલા પીળા અને ગ્રીન ગ્રીન બ્લૂ કલરની દેખાય તેવાં હું કરતી હતી અને આ રંગોળી જોઈને બધા ખુશ થઈ જતાં હતાં અને મને પણ ખુશી થતી હતી બીજાને ગમે તે જોઈને મને પણ બહુ ખુશી થતી હતી અને ત્યારપછી જેમકે આર્ટ કોઈ મૂર્તિ અને મૂર્તિ બનાવો રાધા ક્રિશ્નની પછી શિવ પાર્વતીની હનુમાન દાદાની એ મૂર્તિ પણ મને બહુ બનાવવાનું ગમતું હતું એ મૂર્તિઓ જ હું બનાવતી હતી તેમાં પણ ચિનાઈ માટી નો ઉપયોગ કરતી હતી અને તે મૂર્તિઓ બનાવતી તી અને તેને અલગ અલગ શેપ કરતી હતી જેમકે ક્રિશ્ન ભગવાન ઊભા હોય ત્યારે તેઓ આખો પર્વત ઉચકીને ઊભા હોય તે રીતે પણ હું બનાવતી હતી અને છે તે વરસાદ ટપક વરસાદ ટપ ટપ પડતો હોય તે રીતે બનાવતી હતી અને વરસાદ નીચે ના પડે અને નીચે બધાં બેસેલાં બેસેલા હોય ગાય ગોવાળીયાઓ જેવા નીચે ઉભા હોય તેવાં પણ હું મૂર્તિમાં બનાવતી હતી અને આ આર્ટ દુકાનોમાં પછી વેચતી હતી અને દુકાનદારો મારા પરથી ખરીદતા હતા અને આ દુકાનદારો ત્યારબાદ બીજા લોકો અન્ય લોકોને વેચતા હતા અને તે મને ઘણો ફાયદો પણ થતો હતો અને આ મૂર્તિઓ હું ક્રિશ્ન ભગવાન અને રાધા કે એમની જ નહીં બનાવતી હતી અલગ અલગ જ બનાવતી હતી તેમાં સરસ્વતી માતા નું પણ હું બનાવતી હતી અને સરસ્વતી માતા છે એ કે તેઓ વિદ્યા આપે છે તેથી તેને શાળાઓ કોલેજોમાં તેઓને મૂકવામાં આવે છે અને શાળાઓ કોલેજોમાં પણ હું જતી અને ત્યાં બનાવીને તે પ્રસ્થાપિત કરતી હતી ત્યાં મને બોલાવામાં આવતા હતા કે એમણે આ મૂર્તિ બનાવી છે એમ તે રીતે મને કહેવામાં આવતું હતું